પાવભાજી રીળા જીરા રાઈસ કઢી સલાડ બાજરાનો રોટલો રીંગણ બટાકાનું શાક મસાલા ઢોંસા સાદા ઢોંસા દાળભાત મટર પનીરનું શાક પૂરી દાળભાત શાક રસપુરી ઇદડાં મટર પનીરનું શાક ચીલી પનીરનું શાક ગુલાબજાંબુ નાગલીનો રોટલો પાપડ અથાણું મકાઈનો રોટલો દૂધી બટાકાનું શાક મકાઈનો રોટલો વાલોળનું શાક કઢી પુલાવ પછી શિમલા બટાકાનું શાક જીરા રાઈસ કઢી સલાડ દાળભાત શાક રોટલી લાપસી ખમણ દાળભાત શાક શીરો લાપસી ખમણ દાળભાત શાક શીરો ભજીયા મેથીના ભજીયા ગોટા